નાના બિજનેસ હોય આપણે કોઈપણ ફેરિયા તરીકે ફરીને આપણે કરતા હોઈએ સાયકલ ઉપર તમે જઈ શકો છો નજીકમાં કંઈ તમારી જોડે એકટિવા હોય તો તમે જઈ શકો છો અથવા કે તમે શટલ રીક્ષામા કંઇ નજીકમાં થોડેક બસ વ્યવહારમાં જઈને તમે વેપાર કરો એટલે એમાં શું છે કે બગલમાં થેલો ભરાવીને તમે નાનાં નાનાં પડીકાઓ રાખો તમારી જોડે વેચવા માટે રેડીમેડ કપડા રાખો નાના બાળકોનાં કોઈ બી અને એમાં એ તમારો વેપાર ચાલે એ બી પાછું તમને આવડવું જોઈએ એના પર લોકો ફોકસ કરે એમાં શું રવિવારનો દિવસ હોય બ બપોરના ભર તાપમાં કોઈ આપણી જોડે આવે નહીં નોકરી ધંધાનો ટાઈમ હોય કોઈ આપણી જોડે આવે નહીં એટલે આપણે શું છે કે સાંજનો સમય હોય રજાનો દિવસ હોય તહેવારો નજીક આવતા હોય લગનગાળો હોય એટલે જયારે લોકોને લોકોને જયારે રસ હોય ત્યારે આપણને આપણી ખરીદીમાં લોકો ધ્યાન આપી શકે ફોકસ કરી શકે એવા સમયે ત્યારે જમે તમે ઝંપલાવો એટલે તમારો ધંધો વ્યાપાર બી ચાલે અને લોકોને સગવડતા અને સવલત પણ મળે